ભારતના રાજકારણમાં અલગ અલગ રાજકીય પક્ષો જેવા કે ભાજપા કોંગ્રેસ સપા બિ એસ પી આમ આદમી પાર્ટી વગેરે જેવા મુખ્ય પક્ષો છે જેમાંથી અત્યારે ભારતમાં ભાજપાની બહુમતી છે લોકશાહી જે ભારતને મળેલી છે તેમાં સર્વને સમાન હક સમાન ન્યાય અને સમાન લિંગભેદ અથવા જાતિભેદ વગર રહેવાની છૂટછાટ અલગ અલગ રાજ્યોમાં વસવાટનો અધિકાર વગેરે મળેલ છે તે લોકશાહીનું સબ્ સૌથી સારું અને સુરેખ કામ છે મારા માનીતા રાજકીય નેતામાં બી એસ પી સુપ્રિમો બહેન કુમારી માયાવતીજી છે જો મારે તેમને મળવાનું થાય તો હું એક જ પ્રશ્ન પૂછીશ કે તમે ભારતના પ્રધાનમંત્રી ક્યારે બનશો અને તમારું સપનું અને અમારા જેવા કરોડો યુવાઓનું સપનું ક્યારે પૂરું કરશો જ્યારે તમે શાસન પક્ષ પર આવશો ત્યારે કંઈક ભારતની મને અંદાજ છે ત્યાં સુધી ભારતની ઓળખ કંઈક અલગ હશે ભારતની કંઈક અકાર અલગ હશે અને પોતાના ભારત દેશનું નામ કંઈક અલગ હશે